હાલ ભારત દેશ એ વિવિધ મહત્ત્વના નો પડકારનો સામનો કર્યો છે જેમકે આર્થિક સમાનતા ભારતમાં વધી રહી છે જેમકે એ ગ્રામીણ અને શહેરી વચ્ચે અમીરી ગરીબીની દિશા વધી રહી છે તો એના માટે સરકારે કલ્યાણકારી યોજનાઓ અને સમાજિક સુરક્ષા કાર્યક્રમોની કાર્યક્રમ પણ કરી રહ્યા છે બેરોજગારી ભારતમાં બેરોજગારીની ગંભીર સમસ્યા છે ખાસ કરીને યુવાઓ તેમની માટે રોજગાર મળી રહે એ માટે મેક ઈન્ડિયા સ્ટાર્ટ અપ ઈન્ડિયા અને પ્રધાન મંત્રી રોજગાર યોજ યોજનાનો પણ સામનો કર્યો છે આનાથી જે બેરોજગારી ઓછી થાય છે અને બધાને કંઈકને કંઈક કામ મળી રહે છે તેનાથી બેરોજગાર ઓછો થાય અને પૈસો પણ વધે છે બીજી યોજના છે કૃષિ સંઘ સંકટ ભારતમાં કૃષિ ક્ષેત્રમાં પણ અનેક સમસ્યાઓ છે જેમકે ઓછા પૈસા મળે વાવણી માટે પછી કર્જ લીધું હોય એટલે કે લોન લીધી હોય તેના માટે અને પ્રધાન મંત્રી ફસલ વીમા યોજના પ્રધાન મંત્રી કિસાન સમાન સન્માન નિધિ આ આ સરકારે મહત્ત્વની યોજના આપી છે જેમકે કિસાઓ કિસાનના ખાતામાં ડાયરેક પૈસા જમા થાય છે પછી છે સ્વાસ્થ્ય અને શિક્ષણ માટે સરકારે સ્વાસ્થ્ય માટે આયુષ્યમાન ભારત જેવી યોજના આપી છે અને આ યોજના બધા માટે હોય છે ગરીબ કે પૈસાવાળા બધા યોજનાનો લાભ લઈ શકે છે છોકરીઓ માટે પણ ફ્રી શિક્ષણ મળે છે પર્યાવરની યોજનામાં એટલે સ્વસ્થ ભારત મિશન યોજનાનો પણ સામનો કર્યો છે મહામારી કોવિડ નાઇન્ટીન જેવી મહામારીના ટાઈમે પણ સરકારે વધારે સામનો કર્યો છે સરકારને રસીકરણ અભિયાન અને સ્વાસ્થ્ય સુરક્ષાની યોજનાનો પણ પડકાર ઝીલ્યો હતો આ સરકારે એ તો પડકાર ઝીલ્યો છે પણ તેની સાથે સાથે આપણે પણ તેને મહત્ત્વની યોગદાન આપવું જોઈએ